ડીલિવરી પાર્ટનર ની અભદ્ર વર્તણૂંક બાબતે ફરિયાદ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તો આપણે જે ઍપમાંથી આપણે વસ્તુ કંઇપણ કોઈપણ ચીજ આઈટમ મગાવી હોય એ એપ્લિકેશનમાં આપણે જઈ આપણે સપોર્ટ સેક્શનમાં જવું જોઈએ સપોર્ટ સેક્સનમાં ગયા બાદ આપણે કંપનીને કૉલ કરવાનો એક ઓપ્શન આવે છે એ કૉલમાં આપણે કૉલ કરીને કંપની સાથે વાત કરવી જોઈએ કે તમારા જે પણ ડીલિવરી પાર્ટનર હતા એમની વર્તન અભદ્ર હતું તેમ તેમની વિક્રેતાને અથવા ડીલિવરી કંપનીને ફરિયાદ કરવા માગીએ છીએ એ જ રીતે ડીલિવરી પાર્ટનર જે પણ અભદ્ર હોય એમનું જે પણ વર્તન ખરાબ રીતનું હોય આપણી સાથે એ વસ્તુ આપણે કંપનીને જાણ કરવી જોઈએ કંપનીને જાણ કાર્ય બાદ કંપનીનો ફિડબેક આપણે દેવો જોઈએ આપણે અને અથવા હા બીજું પણ આપણે એક ઓપ્શન આવે છે કે ડીલિવરી લીધા બાદ તમારે ડીલિવરી પાર્ટનરનો ફીડબેક આપવાનો રહે છે ફીડબેક આપવામાં તમારા સ્ટાર હોય એ સ્ટારમાં તમે એકદમ ઝીરો સ્ટાર ડાલી શકો કાં તો એક સ્ટાર નાખી શકો છો અને નીચે કમેન્ટમાં તમે એમ પણ લખી લખી શકો છો કે અભદ્ર વ્યવહાર હતો આમનો ડીલિવરી પાર્ટનરનો અને સાથે સાથે તમે કંપની સાથે ફરિયાદ કરો કંપનીને તમે વાત કરો કંપની કંઈક તમને રીઝોલ્યુશન જરૂર આપશે